સ્વાગત હોટલમાંથી બોલી રહ્યા છો હા મનિષભાઈ હું વિશાલ વાત કરી રહ્યો છું કેમ છો મજામાં ને હા હું મજામાં મારે આજે બપોરનાં ભોજન માટે ઓડર કરવો હતો ઓર્ડરમાં મારી મનપસંદ વાનગી વિશે તમને ખ્યાલ જ છે ને હા ઓર્ડરમાં હું જે રોજ મંગાવું છું એ જ લખવાનું છે હા છતાંય એકવાર ખાતરી કરી લો ને એક ડિશ પનીર ટિક્કા મસાલા એક ડિશ પનીર ભુરજી બે મસાલા પાપડ પાંચ ચપાટી અને એક છાશ હા અને સરનામું હું રોજ જે મંગાવું છું વિનયનગર સોસાયટી ઘર નંબર બાર હા અને બની શકે તો ઓર્ડરને અડધા કલાકમાં મોકલાવી દેજો હા સારું